હું ધોરણ બારમાં ભણતો હતો ત્યારે અમારી શાળામાં મને એક શિક્ષકે નૃત્ય કરતાં શીખવાડ્યું હતું અને હું બાર ધોરણ પછી જ્યારે કોલેજમાં પ્રથમ વર્ષમાં ગયો ત્યારે અમારા કોલેજના યાચોળી સાહેબ શ્રી અલ્પેશ અલ્પેશ ભાઈ ડી પટેલ એ મને નૃત્યનું સારું એવું નૃત્ય કલા શીખવાડી અને અમે એનેસેસ કેમ્પમાં જઈને નૃત્ય કલા અને સારું એવું માર્ગદર્શન મળ્યું વગેરે વગેરે